મારા મિત્રો કે મારા માતા પિતા જ્યારે કોઈ બીજા શહેરમાં જાય છે અને ત્યારે મારે કેબ બુક કરવી હોય કે બ કાંતો કોઈ ગાડી સર્વિસ ત્યારે હું પહેલાં કેબવાળાને ફોન કરીશ અને કહીશ હલો મારા ઘરના મુસાફરી માટે સુરત ગયા છે અને એમને પાછું અહીંયા લાવવું છે તો શું તમ તો તમે સર્વિસ ચાર્જ કેટલો લેશો અને સાત આઠ જણા છે તો ઇકો કાં તો મોટી કાર્સ જોઈશે તો તે માટે તમે અમને મોટી કાર કરી આપછો આપશો કે જેથી મારા ઘરના બધા તે કારમાં સારી રીતે આ સમાઈ જાય અને મારા ઘરના ગયા છે અને ટ્રેન બસ વગેરે બધું બંધ છે એ માટે હું તમને કોલ કલું કરું છું તો શું તમે સર્વિસ ચાર્જ વિશે અને મોટી ગાડી વિશે મને કહેશો કે જેથી હું મારા ઘરે ઇન્ફોર્મ કરું કે તમે મારા માટે કાર્સ કાર મોકલી છે તો મને કારનો ફોટો વગેરે વોટ્સએપ કરી દો જેથી હું તમારી કાર જોઈ લઉં અને તેનો પ્રાઇસ પણ મને એસએમએસ કરી દો હા મેં કાર જોઈ છે મોટી છે ઇકો છે સારી છે એનો પ્રાઇસ થોડું વધારે છે થો થોડું અમે થોડું પ્રાઈઝ થોડું ઓછું કરીને આપશો પ્લીઝ એટલું બધું દૂર નથી એટલે એટલા બધા પૈસા ન થાય એટલે થોડું પ્રાઈઝ ઓછું કરીને આપજો અને કારમાં કોઈ પ્રોબ્લેમ વગેરે ન હોવા જોઈએ ને આમ કાર એસીવાળી હોવી જોઈએ મારી મમ્મીને સફોકેશનનો પ્રોબ્લેમ છે તેથી મારી મમ્મીને એસી વગર ન ફાવે એટલે એસી હોય તો જરા સારું એટલે બીજી કાર્સનો પીક મોકલો તો હા આ કાર સારી છે એનો પ્રાઇસ જે કેટલો છે અચ્છા પણ આ પણ થોડો વધારે છે તમે થોડા ઓછા કરીને આપશો તો અમને જરાક સારું પડશે હા ઓકે સો ડન

હું મારા ઘરે ફોન કરીને કહી દઉં કે તમે ત્યાં તમને હું લોકેશન મોકલું છું ત્યાં તમે જાવ અને મારી ફેમલીને અહીં ડ્રોપ કરી દો દેજો કિંમત હું તમે અહીંયા મારી ફેમિલીને મૂકશો ત્યારે હું આપી દઈશ અને થેન્ક્યુ